હા નાનપણની મારી હસ્ત કળા પ્રત્યે ખૂબ જ લાગણીઓ હતી અને મેં ઘણી વાર તે વસ્તુને વારે ઘડીએ જોતી રહું છું મને સંભાળીને રાખીએ તો બોટલથી ઢીંગલી બનાવી પછી ઉનના દોરાથી ઢીંગલી બનાવી પછી વરસાદનું જે પાણી હોય વરસાદ આવે ત્યારે હોડી બનાવી કાગળની અને એક બીજા સાથે ટકરાવી દેવી પછી અલગ અલગ રંગોની હોડી બનાવી પછી જે એકસરે આવે તેની ફૂલ દાનિઓ બનાવી પછી જે વીસીડી આવે કેસેટ આવતી તેનું પણ આપણે ખૂબ જ સરસ મજાનું તોરણ બનાવતા પછી કાચનું જે બંગળી હોય એ તૂટી જાય તો એને પછી ગરમ પેલું કરીને તોરણ બનાવા એવા અનેકો પ્રકારના મેં જે આર્ટ છે હસ્ત કળા છે મેં કરેલી છે અને ખૂબ સારી એવી કરી અને અને ખૂબ આનંદ થાય કે એ જે મેં કળા કરી છે એ બહુ જ સુંદર અને સારી અને યાદગીરી વાળી હતી